હેલો આંચલ બ્યુટી પાર્લરમાંથી વાત કરો છો એક્ચ્યુલી મારે કેરેટીન અને સ્મૂથનિંગ કરાવવું છે તો એના માટે અપોઈન્ટમેન્ટ બુક કરાવી છે અને મારા હેર તમે જોઈને કહી શકો કે કેરેટીન કરાવવું કે સ્મૂથનિંગ કરાવવું અને મારા માટે કયું સારું રહેશે કેમ કે હું અમદાવાદ નરોડા વિસ્તારમાંથી વાત કરું છું અને મારા હેર બહુ જ લાઈક શોર્ટ છે અને એકદમ બરછટ ટાઈપ છે તો મારે મારા ઉપર કઈ ટ્રીટમેન્ટ બેસ્ટ રહેશે હં હં હં તમારે લોંગ ટાઈમ સુધી ચલાવવું હોય અને કેરાટિનમાં આપણે કેરેટીન આપણે કરાવી દઈએ પછી આપણે એવું કંઈ હોય કે રેગ્યુલર શેમ્પુ જે પ્રોડક્ટ તમે મને આપો એ જ યુઝ કરવાની કે મારી હેર સ્પામાં પછી વાળ ડેમેજ ના થાય અને કેરાટિનમાં કેટલા ટાઈમ સુધી એટલા ને એટલા કેરેટીન રહે અચ્છા ઓકે તો મારે હવે મારા હેરમાં કેરેટીન ટ્રીટમેન્ટ કરાવી છે તો તમે કઈ બ્રાન્ચમાંથી બોલો અને મારું નિયરેસ્ટ શોપ ને નિયરેસ્ટ બ્રાન્ચ કઈ રહેશે ઓકે તો હું નરોડા વિસ્તારમાં સેલ્બી એરિયામાંથી બોલું છું ને ત્યાં જ રહું છું મારું રહેવાનું પણ નિકોલ જ છે તો તમે મને એડ્રેસ લખાવી શકશો પ્રોપર તો અને મારું બુકિંગ પણ કરી શકો મંડેનું હા હા મારો વ્હોટ્સએપ નંબર આ છે તમે મારું મંડેનું બુકિંગ કરી શકો છો તમારા શેડ્યુલ તમારે કયો સ્લોટ ખાલી હશે તો હું એ પ્રમાણે હું મારું બી મેનેજમેન્ટ કરું સવારનો સ્લોટ ખાલી હશે ત્રણથી ઓકે વાંધો નહિ તો તમે મારું મંડેનું થ્રી પીએમ નું બુકિંગ કરી શકશો મંડે તમે મારું ત્રણ વાગ્યાનું બુકિંગ કરશો હું આવી જઈશ હા તમે મને એડ્રેસ સેન્ડ કરી દેજો ને આમાં ઓકે થેન્ક્યુ વેલકમ